હાજી હલો હા મેડમ હા મેડમ અમે તમારો કોન્ટ્રાક્ટ જ ઈચ્છીએ છીએ જો તમને નવું ટેન્ડર મળ્યું છે એ અમને મળે એવી અમે આશા રાખીએ છીએ તો હા જો જો મેડમ કે અમને ટેન્ડર મળે રોડનું હાલમાં જે અમારો કોન્ટ્રાક્ટ ચાલે છે એ છેને ગામડેમાંથી ગામડામાંથી રસ્તો જાય છે એના કારણે જે નજીકના ગામડાના વ્યક્તિઓ છે તેઓ લોકોનું ઇન્ટરવેશન એટલું બધું વધી જાય છે કે અમને કામ દરરોજ રોકી જ દેતા હોય કે વચ્ચેથી ખેતરો પાસ થતા હોય કે રેલવે ટ્રેક છે અને એ કારણે અમારે થોડીક અહીં તકલીફ પડે છે એટલે અમે હવે નવા કામ છે ને હાઇ વે ના જ લેવા વિચારીએ છીએ કારણ કે આ ગામના રસ્તાઓમાં થોડી ધીરે ધીરે થતું હોય વચ્ચે ફાટકને એવું બનવામાં આવી જતું હોય તો થોડું તકલીફ પડે છે અને ક્યારેક અમારા આ અત્યારના કોન્ટ્રાક્ટમાં તો વચ્ચે જંગલવાળો પણ એરીયા છે તો એના કારણે પણ થોડી તકલીફ પડે છે એટલે આ તમારો અમે વે નો પ્રોજેક્ટ ઈચ્છીએ છીએ બરાબર છે

અમને મેડમ ઘણાં બધાં એવોર્ડ મળ્યાં છે આ રોડ કોન્ટ્રાક્ટના તમે અમારી ઓનલાઇન વેબસાઈટ ઉપર પણ જોઈ શકો છો કે અમને આ રોડ કામકાજના કેટલા બધા એવોર્ડ્સ મળી ચૂક્યાં છે અમે સમયસર કામ પણ પતાવી દઈએ છીએ અને અમારી ક્વોલિટી પણ રોડની ઘણી સારી હોય છે વખણાય છે એટલે તમે અમને આપો તો તમે ક્યારેય પસ્તાશો તો નહીં જ ઠીક છે ઠીક છે મેડમ અમે હા થેંક યુ